હેલો જી કરણ એજન્સીમાંથી વાત કરું છું બોલો જીજીજી જીજી જી જો આપણે ત્યાં હમણાં સ્પેસલિટી ચાલે છે રાજસ્થાનનો સ્પેસિયલ ટુર જે ખરો તેમાં તમે કેટલા જણા છો એ જણાવશો જરા જીજી પાંચ જણામાં સિનિયર સીટીઝન કેટલા હશે અ અચ્છા અને તેર વરસથી નાની ઉંમરનાં બાળકો ખરાં જીજી જી સમજી શકું છું તો એના માટે આપણી પાસે એક સંપૂર્ણ રીતે ચોક્કસ પેકેજ એવું છે કે જેમાં તમને અહીંયાથી તમારું મુંબઈ રહેવાનું છે ને બરાબર જી તો મુંબઈથી તમને જી તો મુંબઈથી તમારે જે ટ્રેનની ટિકિટથી લઈને ત્યાં રહેવાનું ખાવાનું ફરવાનું અલગ અલગ જગ્યાએ જે બધી એક્ટિવિટીસ થતી હોય તે બધામાં કરવાનું એ બધું થઈ જશે ને ત્યાર પછી તમને છ દિવસના અંતરે પાછું તમને તમારા મુંબઈ સ્થળે પહોંચાડી દેવામાં આવશે તમને યોગ્ય લાગશે આ વસ્તુ જી જી આમાં તમારી પાસે બે ઓપ્સન છે પહેલું પહેલો વિકલ્પ જે ખરો તેમાં તમે એસીની સુવિધા એ શકો એટલે એસીમાં સેકન્ડ ક્લાસ ખરું એ તમને મળશે અને બીજું જે ખરું તેમાં નોર્મલ છે સ્લીપર જ આવશે

જીજી પહેલાં તમને અહીંયાથી ટ્રેનમાં લઈ જશે રાજસ્થાન ડાયરેક તમને જયપુર ઉતારશે અને જયપુરથી પછી તમારે જે ફરવાનું ખરું તે ટ્રાવેલર્સમાં થશે આપણી ટ્રાવેલર્સ છે સંપૂર્ણ રીતે એસીવાળી રહેશે એ પણ એની અંદર તમને કોઈ પ્રકારની મુશ્કેલીઓ નહીં આવે જી જી ફ્લાઇંગ ક્વિન જે ખરી તેના પછી જે આવે છે ને તે ટ્રેનમાં તમને સૌથી સારું પડશે એટલે એ જગ્યાએથી તમને પિકઅપ કરશે અને ડાયરેક રાજસ્થાન તમને મૂકશે જી એની જર્નીનો સમય જે ખરો તે તમને સાડા આઠ કલાક રહેશે સુપર ફાસ્ટ છે જી મેં તમને કીધું તે પ્રમાણે સ્લીપિંગ કોચની પણ એક સુવિધા છે બીજું તમારે એસી છે એ તમારી સગવડતાનાં પ્રમાણે તમને જે જોઈએ તે મળી જશે આનાથી વધારે તમને માહિતી જોઈતી હોય તો આપણા એજન્ટ જે ખરા તેમનો નંબર આપું છું તેમની સાથે તમે વાત કરી શકો છો તમારી જર્ની શુભ રહે થેન્ક યુ જી